હાલમાં જ અમે અમારા પરિવાર સાથે નળ સરોવર ગયા હતા ફરવા માટે અને ત્યાં બડ વોચિંગ કરતા હતા ખૂબ જ સુંદર દૃશ્ય હતું ઘણાં બધા જે પક્ષીઓ ત્યાં આવ્યાં હોય છે દેશ વિદેશથી પક્ષીઓ આવતાં હોય છે એક સમયગાળા દરમ્યાન અને ત્યાં એ જે દૃશ્ય હોય છે તે ખૂબ જ આકર્ષક હોય છે ત્યાં અજુકતું એક એવું વસ્તુ બન્યું કે અચાનક જ ત્યાં આગળ જે ક્યારેય ના દેખાય એવું પક્ષી એટલે કે ગરુડ જેને આપણે કહ્યા કે ગરુડ જે કહેવાય ને એ ગરુડ તેમને એમ નોર્મલી જોવા નહીં મળે પરંતુ ત્યારે એ ગરુડ આવ્યું અને ઝાડ પર એ બેસ્યું હતું સો અમે બધા જ એટલા બધા ચોંકી ગયા કે અચાનક જ આ દૃશ્ય જોવા મળ્યું અમને જે અમને ખૂબ જ લકી લાગ્યું કે અમે જ એક એવા છીએ કે જ્યાં અમને આ એક લકી નજારો જોવા મળ્યો અને ખૂબ જ અમે એના પિક્ચર્સ લીધા ફોટોસ લીધા અને નસીબદાર હતા અમે કે અમને ગરુડ જેવું પક્ષી જે ભાગ્યે જ જોવા મળતું હોય છે તે જોવા મળ્યું સો એક એકદમ જ અજુકતું અને અલગ જ વાત થઈ હતી ત્યાં